હું જ્યારે કોઈ ગીત ગાતી હોઉં ત્યારે એના લય એના સૂર એના તાલ સાથે એકરસ થવાનો પ્રયત્ન કરું છું ગીતના જે શબ્દો છે એ શબ્દોની અંદર જે ભાવ છે એ ભાવને હું મારી અંદર ઉતારવાનો પ્રયત્ન કરું છુ આ ભાવની સાથે જ્યારે એકરસ થઈને ગીત ગાઈએ છીએ ત્યારે એ ગીતની મજા જ કંઈક અલગ હોય છે એ ગીત સાંભળવાની સાથે સાથે આપણા અસ્તિત્વની સાથે જોડાઈ જાય છે એ આપણા શરીરના રોમે રોમને જાગૃત કરી નાખે છે ગીત ગાવું એ માત્ર ગાવું એવું નથી ગીતની સાથે ઘણું બધું જોડાએલું હોય છે એને પણ અનુભવતા જઈએ ત્યારે એ સારી રીતે આપણે ગાઈ શકીએ